જીવનમાં ઘણા બધા પડકારો સામે આવ્યા છે જેમ કે ભણવામાં તો ભણવામાં પણ આપણે એના માટે બહું અ મહેનત કરવી પડે છે એના પાસ થવા માટે રાત દીના ઉજાગરા કરીને આપણે આગળ પરીક્ષામાં સારા ગુણથી ઉત્તીર્ણ થઈએ બીજું પડકારોમાં ભણી ગણી રહ્યા તો પછી નોકરી માટે નોકરી માટે પણ તમારે દરેક જગ્યાએ જ્યાં જ્યાં જાહેરાતો પડે ત્યાં ત્યાં તમારે એપ્લાય કરવી પડે પછી તેમાં નોકરી માટે દરેક જગ્યાએ ધક્કા ખાવાના જ્યાં ત્યાં પરીક્ષાઓ દેવાની આ બધું કરતાં કરતાં કદી નોકરી મળી નોકરી મળી તો નોકરીમાં પણ આપણા ઉપરી અધિકારી હોય તેનું પણ ક્યાંક પણ આપણે ભૂલ થતી હોય તો સાંભળવું પડે કાંઈ કામમાં ઢીલાસ હોય તો સાંભળવું પડે એનાથી વધારે જીવનનો મારો પડકાર છે બીમારી કે જેમાં જીવન મરણ વચ્ચે જોલાં ખાતાં

દવાખાનામાં એડમિટ થઈ અનેક મોત સામે જજૂમી અને ઊભા થયેલ છું કે જેમાં મારા ફેમિલીનો પૂરો સહકાર કે જે વખતે એકવીસ બાવીસમાં કોરોનાની મોટી બીમારી જ્યારે આવી પડી આપણા સમગ્ર દેશમાં ત્યારે મને પણ કોરોના થયેલો કે જેમાં બચવાની કોઈ શક્યતા ન હતી પણ મેં એ બીમારીનો મારા એક મનોબળથી અથાગ પ્રયત્ન કરી મેં એ બીમારીને મહાત કરી અને હું ચાર જ દિવસમાં બિલકુલ સાજો સારો થઈ અને હું મારા ઘરે આવી ગયો એવી રીતે બબ્બે વાર મોટા પડકારો કુટુંબના પડકારો કે જે આપણા કુટુંબ સમાજમાં જીવવાનું છે તેમાં આપણા કુટુંબના ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે જેમાં આપણે એમાં પણ લડી લેવું પડે છે એવા મોટા મોટા પડકારો સામે હું સારી એવી લડત આપી સારી એવી મહેનત કરી અને પડકારોઓનો સામના કરી હું સા અ અ આજે પણ જીવનમાં કોઈ પણ મુશ્કેલીભર્યું કામ હોય તો પણ આગળના બનાવોની પ્રેરણાથી હું આજે પણ ગમે તેવો સામનો કરવો હોય તો પણ હું બીમારી હોય કે આપણું ઓફિસનું કોઈ કામ ન થતું હોય તે પણ કરી બતાવી અને એમ કે આપણા બોસનો ધન્યવાદ પામીએ છીએ